હું તમારાં રેગ્યુલર કસ્ટમર વાત કરું છું અત્યારે મેં તમારાં એમાંથી એક ઓર્ડર કરેલો હતો એમાં મારી પનીર ભુર્જી છે પછી નાન હતા અને દાળ મખની અને જીરા રાઈઝ અને મેં ઓર્ડર કર્યા હતા પણ જ્યારે મને પાર્સલ ઘરે ડીલીવર થયું ત્યારે મેં એમાં જોયું કે એમાંથી મારી બે વસ્તુઓ ખૂટતી હતી એમાંથી વસ્તુઓ એ ઓછી હતી તો મેં એટલાં માટે ફોન કર્યો છે કે એ તમે જરાક જોઇ લો બિકોઝ તમારાં આવી રીતે જે એ હોય રેગ્યુલર કસ્ટમરને તમે આવી રીતે કરો તો એ તો ના ચાલે અને મેં જોયુ કે એમાં મેં તમને પેમેન્ટ બી કેશ ઓન ડિલિવરી નહીં પણ મેં ડાઇરેક ઓનલાઇન પેમેન બી આગળથી કરી નાખ્યું છે તો તમે એનાં વિશે મને કરો કરીને આપો અને એમ હું રેગ્યુલર ઓર્ડર કર્યા કરું છું જો મને આ વસ્તુ માટે તમે નહીં કરો તો પછી મારે આગળ ફરિયાદ કરવી પડશે નહીં તો પછી મારે તમારું જે આ ઓનલાઇન જે રેટિંગ છે એનાં માટે કંઇક વિચારવું પડશે હું નહીં તો એમાં રેટિંગમાં ઓનલાઇન તમને ઓછાં રેટિંગ આપીશ એવી રીતે તો તમે જો આ પગલાં નહીં લો તો પછી મારે તમને ઓનલાઇન બી નેગેટિવ માર્કિંગ આપવાં પડશે તો તમે એવી રીતે કેવી રીતે કરી શકો તમારાં કસ્ટમરને અને આ મારું ત્રીજી કે ચોથી વાર નહીં પણ આઈ થિંક સો રેગ્યુલરલી મારું આવી રીતે ઓર્ડર તમારાં આનામાં કર્યા કરું છું મને એમ હતું કે તમારું ફૂટ ટેસ્ટિંગ સારું છે અને સર્વિસ પણ સારી છે તો પછી હું તમને જ ઓર્ડર કરું એવી રીતે પણ તમારાં જ્યારે ડિલિવરી બોયને જોયું તો એ બી ફટાફટ ડિલિવરી મને આપીને જતો રહ્યો મને કીધું કે મેમ મને લેટ થાય છે આમ કરીને એટલે મને ચેક કરવાનો બી સમય ના મળ્યો અને એટલે હું તમને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું જો તમે આ રિક્વેસ્ટને નહીં માનો તો પછી મારે તમને આગળ કંઇક પગલાં લેવા પડશે મારે તો તમે આ વિશે જરાક જોઇ લો અને મને તમારો આ ફૂડ એ જેવી રીતે છે એ જેમ એમાં જે બી વસ્તુઓ ખૂટે છે તે તમે મને જલ્દીથી જલ્દી દિલ્વરી કરી આપો નહીં તો પછી મારે આગળ કંઇક વિચારવું પડશે